મારા ગમતા ઉમેશ શુક્લા કે જગદીશ એસ શાહ જેવા જાણીતા ગુજરાતી અભિનેતાઓના કામને માન્ય ગણાવું અભિનેત્રી મમતા પટેલ કે કમલ આદિલ જેવા ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રીઓ પણ સારા પ્રતિભાવ મેળવે છે અભિનેતા જેમણે ગમ પિરિક અને ઉમેશ શુક્લા ફિલ્મોમાં અભિનય કર્યો છે તેનાથી તેમને ખૂબ વધુ માન્યતા છે અભિનેત્રી ફણસન અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણીઓ જેવી ફિલ્મોમાં અભિનય કરનારી કમલ આદિલ તેમની આગવી ઓળખ બનાવવામાં સફળ છે